આપણા પ્રદેશમાં ધાર્મિક રજાઓ ઘણી હોય છે અને આપણે ગુજરાતી જ્ઞાતિનાં છીએ તો ગુજરાતી લોકો તો તહેવાર મનાવવામાં હોંશિયાર જ હોઈએ છીએ કે જેમકે ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી ગણપતિ ભગવાનનાં નવ દિવસ સ્થાપના લોકો કરે છે પહેલાં દિવસે એમની પૂજા થાય છે એમને ડીજે વગાડીને ધામધૂમથી ઘરે લાવવામાં આવે છે

પછી દસે દસ દિવસ સવારે બપોરે સાંજે આરતી કરવામાં આવે છે અને ગણપતિ બાપાની પૂજા કરી અને અલગ અલગ જેમકે ગણપતિ ભગવાનની પ્રિય વસ્તુઓ મોદક લાડુ કોપરાપાક આપણે જે બી ઈચ્છા હોય તેવી સ્વીટ આઈટમ આપણે એમને ધરાવતા હોઈએ છીએ દસે દસ દિવસ સોસાયટીમાં પ્રોગ્રામ થાય છે એક દિવસ ગરબાનો પ્રોગ્રામ થાય છે એક દિવસ નાનાં બાળકો માટેનાં પણ સભાઓ ભરાય છે બાળકો માટે કોંપિટીશન હોય છે જેમકે ડ્રોઈંગ ક્લાસ મહેંદી ક્લાસ આરતી શણગારવાની કઈ રીતે તે બધું જ થાય છે અને લોકો હળી મળીને રહે છે એ દિવસે અને દસ દિવસ ગણપતિ બાપાના જેવા પૂરા થાય ત્યારે વિદાય કરવામાં આવે છે ત્યારે પણ ટ્રેક્ટર પર યા ઘોડા પર ઊંટ ઉપર જેમણે ઘરે બેસાડ્યા હોય તો એ લોકો પોતાની વેહિકલ પર ગણપતિ બાપાનું વિસર્જન કરવા જાય છે અને પછી આખી સોસાયટી ભેગા થઈને જમણવાર કરે છે આ વાત હતી ગણેશ ચતુર્થીની એવી જ રીતે નવરાત્રિ આવે છે નવરાત્રિમાં નવે નવ દિવસ માતાજીના ગરબા રમાય છે માતાજીની સ્થાપના થાય છે ઘણાં લોકો અલગ અલગ પહેરવેશ ધારણ કરે છે અલગ અલગ દિવસો મનાવે છે કે આજે બધાએ સફેદ કપડાં પહેર્યાં તો સફેદ પહેરીને આવવાનાં પિન્ક ડે હોય તો પિન્ક કલરનાં કપડાં પહેરીને આવવાનાં લોકો ટ્રેડિશનલ કપડાં ચણિયાચોળીઓ પહેરે છે આઠમના દિવસે તો મહત્ત્વ ઘણું હોય છે ત્યારે તો એકસો આઠ આરતીનું એકસો આઠ આરતીનો પ્રોગ્રામ કરવામાં આવે છે અને આખી સોસાયટી ભેગી થઈને પ્રસાદી લાવે છે પછી છપ્પન ભોગનો પ્રોગ્રામ પણ કરે છે હવે આપણે શહેરમાં તો સોસાયટી શેરી રાસ ગરબાનો મહત્ત્વ થોડોક ઓછો થતો ગયો છે પણ અત્યારે વધારે બધા બહાર પાર્ટી પ્લોટ ડોમ અને ત્યાં પણ નવરાત્રિ રમવા જઈ રહ્યા છે લોકો અલગ અલગ કપડાં પહેરીને નવ દિવસ માતાજીની ભક્તિ કરી રહ્યા હોય છે ઘરડા લોકો નવે નવ દિવસ સત્સંગ કરે છે ધૂન મંડળની ધૂન મંડળનો પ્રોગ્રામ રચે છે બધાં જ કામ કરે છે હવે કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ હોય તો જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ ભગવાનને રાતે બાર વાગ્યે નાહી ધોઈને તૈયાર કરીને તેમને નવાં નવાં વાઘા પહેરવામાં આવે છે તેમની પસંદમાં માખણ મીસરી બધું જ એમને ધરવામાં આવે છે પછી કૃષ્ણ ભગવાનની આરતી કરવામાં આવે છે અને શેરીમાં કૃષ્ણ જન્મોત્ત્સવનો જ્યારે કૃૃષ્ણ ભગવાન જેલમાં હતા એ આખું નાટ્ય રૂપાંતર સોસાયટીમાં લોકો ભેગા થઈને આખું નાટક કરવામાં આવે છે અને બધા જ કૃૃષ્ણ કૃૃષ્ણ જન્મોત્ત્સવ ઉજવે છે એ દિવસે દહીં હાંડીનો પ્રોગ્રામ પણ થાય છે લોકો મટકીમાં મટકી ફોડે છે એ દિવસે અને એ દિવસે મટકી ફોડે છે અને એ દરમ્યાન મટકીનો પ્રસાદ હોય તે બધા છોકરાઓને વહેંચવામાં આવે છે આ રીતે કૃૃષ્ણ જન્માષ્ટમીનો પણ થઈ રહ્યો છે ઉત્સવ મનાવવામાં આવે છે આપણે તો ગુજરાતી રહ્યા તો એટલે ગુજરાતી લોકો તો તહેવાર ઉજવવામાં હોંશિયાર જ હોય છે આવી રીતે આપણે ગણપતિ નવરાત્રિ કૃૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યા પછી હનુમાન જયંતીના દિવસે બધા લોકો હનુમાન દાદાને મંદિરે જાય છે એમને લાડુનો ભોગ ધરાવે છે હનુમાન દાદાને મરીની લવિંગની માળા પછી ફૂલો સફેદ ફૂલો ચૂંદડી ચૂંદડી તો ના હોય હનુમાન દાદા બાળ બ્રહ્મચારી હતા એટલે બધું જ એમનું નામ લેવામાં આવે છે એમને તેલ ચડાવવામાં આવે છે અને બધું જ એમનું કરવામાં આવે છે પૂજા પાઠ બધું જ હનુમાન દાદાની આરતી થાય છે એ દિવસે હનુમાન દાદાનાં ભજનો ગવાય છે હનુમાન પણ છપ્પન ભોગ ધરાય છે આવી રીતે બધા તહેવારો ઉજવવામાં આવે છે પછી વાત કરીએ આપણે નાતાલની તો નાતાલ એ ખ્રિસ્તી લોકોનો તહેવાર છે નાતાલ લોકોમાં એમનું નવું વરસ ગણાય છે તો નાતાલના દિવસે એ લોકોએ એમનું બેસતું વરસ હોવાથી નવા નવા કપડાં પહેરે છે હવે નાતાલમાં ખ્રિસ્તીઓ લોકોને ત્યાં ક્રિસમસ ટ્રી લાવવામાં આવે છે પછી ઈસુ ખ્રિસ્ત ભગવાનની સ્થાપના કરેલી હોય છે એમને શણગારવામાં આવે છે એ લોકો એ દિવસે ચર્ચમાં જાય છે પછી ત્યાં પ્રેયર કરે છે એ લોકોની પ્રેયર પણ હોય એ લોકો પ્રેયરો ગાય છે જેમ આપણે ગુજરાતીમાં ભગવાનનાં ભજનો ગાતા હોઈએ એમ એ લોકો પણ નાતાલનો તહેવાર ઉજવે છે પછી એકબીજાનાં ઘરે બેસવા જાય છે ને એ લોકો તહેવાર ઉજવે છે પછી આપળે મહા શિવરાત્રિની વાત કરીએ તો મહા શિવરાત્રિમાં સવાર શિવરાત્રિ ચાલું થાય ત્યાંથી રાત સુધી શંકર ભગવાનનો તહેવાર છે તો શંકર ભગવાનની એકસો આઠ માટીની શિવલિંગ બનાવવામાં આવે છે પછી ઠેર ઠેર પ્રસિદ્ધ મંદિરોમાં પણ એ દિવસે શિવલિંગની પૂજાઓ થાય છે શંકર ભગવાનને આંકડો ચઢાવે છે ધતૂરો ચઠાવવામાં આવે છે પાણીનો જળ ચઢાવવામાં આવે છે હવે અભિષેકમાં પણ શિવલિંગ ઉપર ઘણા ઘણાં રસોની થાય છે જેમકે ચોખાની અભિષેક થાય ઘીનો અભિષેક થાય દૂધનો અભિષેક કરવામાં આવે છે જ્વેલર પણ કરવામાં આવે છે શેરડીના રસનું પણ થાય છે મોસંબીના જયુસનું પણ થાય છે ફૂલમાં પણ આંકડાની માળા ધતૂરો ચઢાવવામાં આવે છે શંકર ભગવાનને સૌથી પ્રિય બીલીપત્ર ચઢાવવામાં આવે છે શંકર ભગવાનના કેટલા બધા રુદ્રાભિષેક કરવામાં આવે છે

પછી શંકર ભગવાનને બિલી પત્રો ખૂબ વ્હાલા છે તો બિલ્વાષ્ટકમ્ કરવામાં આવે છે મહાશિવરાત્રિમાં ખૂબ ધૂપ કરવામાં આવે છે એ દિવસે લોકો રાતે ઠંડાઈ અને ભાંગનો પણ પ્રસાદી રૂપે ગ્રહણ કરે છે અને તહેવાર ઉજવવામાં આવે છે શંકર ભગવાનની ભક્તિમાં લીન થઈને લોકો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ના જાપ કરે છે એ દિવસે લોકો હવે તો ટ્રેન્ડ નીકળ્યો છે કે ભગવાનનાં નામનાં કપડાં પહેરવાં તો એ પણ પહેરે છે લોકો શંકર ભગવાનની દિલથી પ્રાર્થના કરે છે અને એ દિવસે પણ શંકર ભગવાનના ભજનનો ડાયરો થાય છે રાતે તો એ કરે છે લોકો તો જેલમાં પણ આખું સોસાયટીમાં પણ શિવરાત્રી ઉજવાય છે ત્યારે બધા ભેગાં મળીને શંકર ભગવાનની મૂર્તિઓ પણ લાવે છે શંકર ભગવાનની પૂજા કરે છે અને બધાને જ પ્રસાદી વહેંચે છે ત્યારે પણ શંકર ભગવાનનું શંકર ભગવાનનાં અમુક અમુક જે શું કહેવાય અમુક એમના નાટ્ય રૂપાંતરો કરવામાં આવે છે તો અમુક શંકર ભગવાન અમુક કિસ્સાઓને નાટક રૂપે દર્શાવે છે અને શંકર ભગવાન કઈ રીતે લોકોની મદદ કરતા હતા એ બધું જ એમાં જણાવવામાં આવે છે